ગુજરાતી ભાષા એટલે કે અમારા ગુજરાતની મૂળ ભાષા એની ખાસ વિશેષતાઓ કે જે મને રસપ્રદ આપતી હોય તો પહેલું તો છે ગુજરાતનો લહેકો દરેક વાતમાં ગુજરાતીઓની બોલવાની પદ્ધતિ જેમકે એ અહીંયાં હાલ તો અથવા તો બીજી અનેક વસ્તુઓ કે જે ગુજરાતી બોલવામાં જે મીઠાશ છે એ મને બીજી કોઈ ભાષામાં જોવા મળતી નથી અને રસપ્રદ વસ્તુ એ છે કે તમે ગુજરાતીમાં પરોક્ષ રીતે કઈ પણ દ્યો કે જે બીજી ભાષાઓમાં શક્ય નથી અને ગુજરાતી ભાષાનું મહત્ત્વ જ એ છે કે ગુજરાતીઓ બોલતી વખતે આપણને ખૂબ ગુજરાતનો મૂળભૂત હોવાનો અનુભવ થાય છે અને એની રસપ્રદ વાત તો એ જ છે કે આખા ગુજરાતમાં ગુજરાતી લોકોની ગુજરાતીમાં પણ ફેરફાર હોય છે જેમકે કાઠીયાવાડી અલગ હોય છે અમદાવાદી ગુજરાતી અલગ છે તો ઘણી વખત બીજા લોકો બામ ને બોમ કહે છે તો ઘણી વખત અલગ અલગ ગુજરાતીઓને લીધે અમુક રસપ્રદ વસ્તુઓ અમુક રમુજી લાગે છે તે જ આપણો ગુજરાતીઓનો લહેકો આપડી ટોન એ જ ખૂબ જ મહત્ત્વનું વિશેષ અને રસપ્રદ છે